હલો

હાજી હા જો અમારી છે ને ખાલી ગોવા નહીં ઘણી બધી જગ્યાએ લઈ જાય છે તમારે જો ખાલી એ પણ એક બસ અવેલેબલ છે આપણે એકલા આવું છે કે ફેમિલી છે કે કઈ રીતે છે મેડમ ઓકે ઓકે ડોન્ટ વરી મેમ ડોન્ટ વરી એકલા માટે અમારી એ પણ રીતે વ્યવસ્થા છે કે આખી લેડિસની બી એક બસ હોય છે અધરવાઇસ તમારે જો ફેમિલી સાથે હોય તો એ રીતે હોય છે પણ સેફટી વાઇસ પણ તમારે કોઈ એજ કોઈ જ નઈ કોઈ જ નઈ હા હા ઓર એ કદાચ ચાલે હા પણ એ આખી અમારી એક એ પણ છે કે આખી બસમાં ફક્ત લેડિસ માટે હોય છે અને તમે આરામથી સેફટી વાઇસ કે તમે કોઈપણ જાતનું તમારે મિસ ટૈન્શન લેવાની જરૂર નથી અને રસ્તામાં પણ તમારે વચ્ચે વચ્ચે કયાય ઊભું રહેવું હોય કે તમારે વચ્ચે કંઈ પ્રોબ્લમ થયો હોય તો પણ સાથે

હોટલ પણ હોટલ પણ અમારા લોકોની જ હોય છે ત્યાં ઘણી બધી હોટલ કે જેમાં અમારે ટ્રાવેલ્સ એજન્સી સાથે કોન્ટેક્ટ હોય છે તો આપ જો ચાહો તો એ હોટલ પર એ બી પૂરી અમારી જીમેદારી હોય છે તમે જો અમારી સાથે અગાઉથી જ તમને હોટલ આપ આવો તો હું તમને બતાવું બ્રોશર પણ હોય છે હોટલનું અથવા હું તમને મોબાઈલ ઉપર પણ મોકલાવી શકું છું હા હું આપણે મોબાઈલ ઉપર પીડીએફ ફાઇલ મોકલાવી શકું છું જી જી જી કઈ ચિંતા નહીં કરો આપણા આપણા ઘણાં એવાં ગુજરાતીઓ છે કે જેઓ નોનવેજથી દૂર ભાગતા હોય છે માંસાહારી નથી હોતા તો ત્યાં તમને પૂરી રીતે પ્યોર શાકાહારી શાકાહારી તો શું તમને ગુજરાતી જો તમારે ડીશ ખાવી હોય તો ખિચડી કઢી પણ અવેલેબલ છે અને એવી હોટલ કે જે ફક્ત પૂરી શાકાહારી હોટલ હોય છે ત્યાં તમને મળી જશે હા ફરવા માટે ત્યાં ઘણી બધી જગ્યા સારા સારા બીચીસ છે પ્રાઇવેટ બીચ પણ છે અમે અમારી જે કંપનીઓ મિન્સ હોટલ સાથે જોડાયેલી છે એ લોકોનો પર્સનલ બીચ પણ છે તો આપ ત્યાં મીન્સ હું તમને પીડેએફ ફાઇલ મોકલાવું છું એમાં પહેલાં તમે જોઈ લો તમે સિલેક્ટ કરો એવા અલગ અલગ બજેટ અને ટિકિટ અને ઇન્ક્લુડિંગ હોટલ ઇન્ક્લુડિંગ ફૂડ તમે એ મને બધા સિલેક્ટ કરો ને પછી આપ મને કોલ કરો બરાબર છે મેડમ ઓકે મેડમ જી ઓકે મેડમ થેન્ક યૂ થેન્ક યૂ ફોર કોલિંગ